મારા ગામમાં પાણીની નિકાલ વ્યવસ્થા એકદમ પરફેક્ટ ગુડ સારી છે એટલે પાને જોક દરેજ દરેક ઘરની બહાર ગટર વ્યવસ્થા લાઈનની વ્યવસ્થા છે પ્લસ તેની તેની ગટરની બહાર મેન ગટર લાઈન પસાર થાય છે જે ગામની બારોબાર એક નદી મિન્સ કે નાળા ટાઈપ છે એમા જાય છે એવી રીતના છે પ્લસ વરસાદના લીધે કે ભી અંડર પાસ કે પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો તંત્ર દ્રારા નગરપાલિકાની ટીમ દ્રારા જલ્દીથી તેને નિકાલ કરવામાં આવે છે પ્લસ વરસાદ રહી ગયા પછી જે પાણી અમુક જગ્યાએ ભરાણું હોય તો મ્યુનસીપાલિટી અથવા નગર પાલિકાની ટીમ દ્રારા આવીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે પ્લસ કોઈને અમુક સંજોગો વરસાદ કોઈ ગટર લાઈન ઉભરાણી હોય અથવા કોઈ ભી કાઈ પ્રેશર વધી ગયું અથવા ગટર લાઈન ઉભરાવામાં ત્યાં ગંદકી થઈ હોય તો વિધીને દસ મિનિટમાં નગર પાલિકાની ટીમ આવે છે રેડી અને ગટર લાઈનનો યોગ્ય નિકાલ પાણીની નિકાલ કરી આપે છે અને ક્યારે પણ કોઈનાક શેરી કે પછી નાડુ ઉભરાતું હોય એવો બધો કાઈ પ્રોબ્લમ થયો હોય તો પણ નગર પાલિકાની ટીમ દ્રારા યોગ્ય એનો નિકાલ કરવામાં આવે છે પ્લસ કે જે બી મેઈન ગટરનું પાણી થઈને જે શહેરના વચલા વચલા વિસ્તારમાંથી પસાર થઈને ત્યાં પણ પણ તેની વ્યવસ્થા સારી છે તેને અંડરગ્રાઉંડ કરી દીધેલું છે જેથી તેની સ્મેલ આવતી નથી ગંદકી ફેલાતી નથી અને પાણીનો યોગ્ય પરફેક્ટ રીતે નિકાલ થઈ જાય છે પ્લસ અમુક શહેરના જે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં પાણી વરસાદના લીધે ત્યાં પાણી વારંવાર ભરાય જાઈ છે તેથી તંત્ર દ્વારા ત્યાં યોગ્ય ગટર લાઈન નાળુ એવી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી ત્યાં પાણી ભરાતું નથી પ્લસ અને ગમે એઆ નીચાણવાળો વિસ્તાર હોય પાણી ભરાવાથી તંત્ર દ્વારા તેને જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ કરવામાં આવે છે